અમારા રાજ્યમાં ગુજરાતી તો બોલાય જ છે પણ હાલમાં એવો યુગ આવી રહ્યો છે કે જ્યાં જે અંગ્રેજી માધ્યમમાં હોય ને તેની વેલ્યુ વધારે દેખાય છે હકીકતમાં તો એવું હોવું જોઈએ કે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે તો તેને પ્રોત્સાહન આપીએ અને તેને આગળ ધપાવીએ અને જાહેરાત કરીએ કે આપણી ગુજરાતી ભાષા આપણી સંસ્કૃત સંસ્કૃતિ માતૃભાષા છે અને તેને શીખવા માટે પ્રોત્સાહિત કરીએ અગર જો અમે જ પોતાની જ ભાષા આપણે ભૂલી જઈશું તો કેવું રહેશે હાલના ગુજરાતમાં રહેતા ત્રીસ ટકાથી બી વધુ છોકરાઓ પોતાની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી તેને અંગ્રેજીમાં બોલવું પડે અંગ્રેજીમાં કહેવું પડે ત્યારે તેને ખબર પડે છે સાથી શું થાય છે કે તેનું એક જ કારણ એક જ તકલીફ પડે છે કે કોઈ એને આસાનીથી છેતરી શકે છે ગુજરાતી બોલીને અમુક વાર તો એવું થાય છે કે કે ગુજરાતી બોલતા ના આવડે તો તેને છે ને નીચો ગણવામાં આવે છે અને તેની મજાક ઉડાડવામાં આવે છે તેથી અમારા રાજ્યમાં એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે ગુજરાતી ભાષા આવડતી હશે તો જ તેને નોકરી આપવામાં આવશે જેથી આપણાં ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાનું પ્રમાણ બોલવાનું વધી રહે